કલ સોશિયલ મીડિયા પર સાહિત્ય કે વાંચન કે લેખનની જે પોસ્ટ તો બરાબર છે સોશિયલ મિડલ પ્લેટફોર્મ તો આજકાલ ટ્રેન્ડી છે જ કે ભાઈ એમાંથી આપણને અમૃત પણ મળે છે અને વિષ પણ મળે છે તો વાત આપણે અમૃતની કરીએ તો ઘણા બધા એવા ઓથર્સ છે કે જેને હું ફોલો કરું છું જોકે ફોલો તો હવે કર્યું પહેલાં આપણે એને અનુસરતા હતા મતલબ ફોલો આપણે સોશિયલ મીડિયામાં કરવાનું હોય અને આપણે નાના હતા જ્યારે સોશિયલ મીડિયા જ્યારથી આપણે એને અનુસરીએ છીએ તેવા અમુક લેખકો અને એના લેખન અને વાંચનની વાત કરું તો મને જે લેખકે સૌથી વધુ એટ્રેક કર્યો છે એમાંના એક છે જય વસાવડા ત્યારબાદ રોબિન શર્મા ત્યારબાદ ડેલ કાર્નેગી તો આવા ઘણા બધા ઓથર છે અચ્છા યસ આપણા ઇન્ડિયન ઓથર છે શિવ ખેરા તો આ બધા ઓથર એવા છે હવે જય વસાવડાની વાત કરીએ તો જય વસાવડા સાહેબની રેગ્યુલર કોલમ આવે છે અનાવૃત અને સ્પેક્ટ્રોમીટર તો ગુજરાત સમાચારમાં ઘણા વર્ષોથી એમની આ કોલમનો હું વાચક છું અને એમના વિચારોથી પણ અભિભૂત છું અને એમના વિચારો ઘણી સારી વસ્તુ માટે આપણને પ્રેરણા આપે છે રોબિન શર્માની આપણે વાત કરીએ તો રોબિન શર્માએ જે ઘણા બધા બુક્સ લખેલા છે એમાં મેં મોટા ભાગના બુક વાંચ્યા છે પણ મને જે એનું સાહિત્ય જે એટ્રેક કર્યું છે બુક છે દ મંક હુ હેઝ સોલ્ડ હિઝ ફરારી સન્યાસી કે જેમણે પોતાની બધી સંપત્તિ વેચી મારી તો આ એક એવું છે કે ભાઈ એક એવી ફિક્સન છે એક એવી કાલ્પનિક કથા છે કે અમેરિકાના ખૂબ જ ધનાઢ્ય વકીલ છે જેની પાસે પૈસા છે તમામ પ્રકારની સુખ સાહેબી સગવડો છે પરંતુ નાની ઉંમરે જ એનું જે શરીર છે એને સાથ નથી આપતું વૈચારિક લેવલે મનોવિજ્ઞાનિક લેવલે એની પરિસ્થિતિ એકદમ પડી ગઈ હોય છે અચાનક જ એ વકીલને એટેક આવે છે અને એ કોર્ટમાં જ કેસ ચલાવતા હોય છે ત્યારે જ એ પડી જાય છે બેભાન થઈ જાય છે ત્યારબાદ અને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે જ્યાં થોડું સારું થાય છે ત્યારબાદ અચાનક જ વકીલ છે એ ત્યાંથી ગાયબ થઈ જાય છે અને ત્યારબાદ વર્ષ બે વર્ષ પછી ફરીથી આવે છે અને ત્યારબાદ જે બે વર્ષ પછી એ ફરીથી આવે ત્યારે પોતાના જુનિયરને એ બે વર્ષ એમણે શું કર્યું એ બે વર્ષમાં એમને કહેવા અનુભવો થયા તો એમાં એમને કહ્યું કે પોતે હિમાલયા હિમાલયમાં વહ્યા ગયા હતા કે જ્યાં શિવાનાના સંતો છે અને જેમણે ખૂબ જ અલગ તપશ્ચર્યા કહી શકાય કે યોગ છે પ્રાણાયામ છે બરાબર આ બધી જ જે પેલી છે એનો ઉપયોગ કરી અને એણે પોતાના તન અને મનને અને આત્માને એકદમ પવિત્ર અને ક્લિન કરી નાખ્યું અને એને જિંદગીનું સાચું રહસ્ય સમજાણું કે ભાઈ સાચું સુખ છે એ ભૌતિક સુખ સાધનમાં નથી સંપત્તિમાં નથી પણ સાચું સુખ છે એ તન અને મનને અંદરથી સમજવામાં છે આવી સરસ મજાની પુસ્તક છે દ મંક હુ હેઝ સોલ્ડ હિઝ ફરારી મસ્ટ રીડ બુક છે આ ઉપરાંત શિવ ખેરા સાહેબની છે યુ કેન વીન કે ભાઈ જીત તમારી ખરી એમાં શિવ ખેરા સાહેબે એક સરસ મજાની વાત કરી છે કે વિનર્સ ડોન્ટ ડુ ડિફરન્ટ થિંગ્સ બટ ધે ડુ થિંગ્સ ડિફરન્ટલી કે ભાઈ વિજેતા હોય એ કોઈ પણ કાર્ય અલગ નથી કરતા પણ એ અલગ રીતે કરતા હોય છે તો આજના યુવાનો છે એને એક પ્રેરણા આપે છે કે ભાઈ તમારે કોઈ પણ કામ કરવું છે તમારા આગળ વધવું છે તો તમે બીજા કરતાં અલગ રીતે કરશો તો તમારા સફળ થવાના ચાન્સીસ વધી જશે આમ શિવ ખેરા સાહેબનું આ જે પુસ્તક છે યુ કેન વિન ખૂબ જ સરસ છે મસ્ટ રીડ બુક છે ત્યારબાદ જય વસાવડા સાહેબની મેં તમને વાત કરી જય હો છે જય શ્રી કૃષ્ણ છે હવે કૃષ્ણ શું છે ભગવાન કૃષ્ણ શું છે કૃષ્ણ શું કામ બીજા કરતાં મહાન છે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ શું કામ છે કે ભાઈ કૃષ્ણના દરેક સ્વરૂપો પૂજનીય છે એટલે કે દરેક સ્વરૂપમાં શું વિશેષતાઓ છે ખૂબ જ સરસ રીતે એમાં જય વસાવડા સાહેબ મસ્ત કહે છે કે દુનિયાના દરેક મનુષ્યનો વિશાદ યોગ સાંભળ્યો છે પણ ક્યારે કૃષ્ણનો વિશાદ યોગ સાંભળ્યો નથી તો આ જ કૃષ્ણને મહાન બનાવે છે તો આમ એવા ઘણા બધા લેખકો છે લેખન છે કે વાંચન છે કે જે સોશિયલ મીડિયા પર પણ સરસ રીતે અવેલેબલ છે ઓડિયો બુક્સ પણ છે તો આને કારણે આપણે જે સામાજિક છે બૌદ્ધિક છે આધ્યાત્મિક છે એ બધા જ ના જે વિકાસ છે એ આપણે કરી શકીએ છીએ